હલો બોલો સર બોલો બોલો હા આપડે આયુર્વેદિક મસાજ સેન્ટર રાજકોટ બંસીદર ખાતેથી બોલું છું બોલોને શું કામ છે

ક્યાં ક્યાં પીડા થઈ રહી છે તો આપડા બંસીદર મસાજ સેન્ટરની અંદર એક સારી સુવિધા છે કે તમે તમને ઉપરથી લઈને નીચે સુધી દરેક પીડાને દૂર કરવા માટેના અલગ અલગ તેલથી દબાવીને માલિશ કરી આપવામાં આવશે તમે કોઈક ખાસ દુખાવો કરી શકો હોય હોય તે વિશેની કોઈ માહિતી હા

ઉપરના ને નીચેના દુખાવાના આગળ અને પાછળથી સંપૂર્ણ રીતે માલિશ કરીને દૂર કરી શકાય છે ઉપર નીચે માલિશ કરવાથી અને આગળ પાછળ માલિશ કરવાથી તમારે તમામ દુખાવો અદ્રશ્ય થઈ જાશે અમારે આંયા જાપાની કોરિયન અને સાંઢના એવા અલગ અલગ ઘણાય પ્રકારના તેલથી દુખાવાની માલિશ કરી આપવામાં આવે છે થાઇલેન્ડ સ્પા તેમજ રસિયન સ્પાની સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે તમે કોઈપણ જાતની ચિંતા કર્યા વગર બંસીદર મસાજ સેન્ટરે હાલ્યા આવો ઓકે ઓકે વેલકમ સર વેલકમ